મેં હમણાં જ મારા નવા પાક માટે વીમો લીધો હતો અને એ વીમાની પોલિસી મેં તમારા દ્વારા જ લીધી હતી એ મારા નામ પ્રકાશભાઈ પટેલનાં નામે મેં આ વીમા પોલિસી તમારી પાસે જ લીધી હતી તો મારે એ જાણવું છે કે આ વીમા પોલિસીમાં મને કઈ કઈ વિગતો અથવા તો આ વીમામાં કયું કઈ કઈ કઈ કઈ વસ્તુઓને સમાવિષ્ટ કરવામાં આવી છે વીમાનું કવચ શું છે અને એમાં મારો પાક સંપૂર્ણપણે સુરક્ષિત છે મને ક્યારે ક્યારે હું આ પોલિસીને વાપરી શકું અને ક્યારે ક્યારે કયા જોખમોમાં આ પોલિસીનો હું ઉપયોગ કરી શકું એ બાબતમાં મારે વિગતવાર તમારી સાથે ચર્ચા કરવી છે જો આ જે પોલિસી તમે મને લેવાનું કહો છો એની અંદર જો કોઈ વસ્તુઓ રહી ગઈ હોય કે એમાં તમને એવું લાગતું હોય કે પોલિસીમાં મારે બીજા જોખમો પણ અંદર દાખલ કરવા જોઈએ તો હું ફરીથી એમાં વિચાર કરી શકું મને આ બાબતમાં તમારું સૌથી શ્રેષ્ઠ અભિપ્રાય જોઈએ છે કારણકે હું પ્રથમ વાર જ આ વીમા પોલિસી લેવા માટે આવી છું અને મારે મારા પાકને સંપૂર્ણ સુરક્ષા આપવી છે અને ભવિષ્યમાં પણ મારા પાકને સુરક્ષિત કરવા માટે હું આ સરકારી યોજનાનો લાભ લેવા માગું છું તો આ યોજનામાં શું શું આવરી લેવામાં આવશે ઓછો પાક થશે તો પણ આવરી લેવામાં આવશે કે કોઈ વધારે વરસાદને કારણે પાક ખરાબ થશે અથવા કોઈ રોગ લાગશે અને પાક ખરાબ થશે તો શું એને પણ આવરી લેવામાં આવશે અને મને મારા પાકના અથવા તો મારા ખર્ચેલા રૂપિયામાંથી કેટલા પરસન્ટ મને આ આ વીમા યોજનાથી મળી શકસે તેની પણ મને વિગતવાર માહિતી જોઈતી હતી આ યોજનામાં મને ક્યારે ક્યારે મારા ખર્ચાનાં હન્ડ્રેડ પરસન્ટ જો પાક સંપૂર્ણ નષ્ટ થઈ જાય તો મળી શકે ખરું અત્યારે પાક બનાવવાનું બહુ જ મોંઘવારી વધતાં થી ખૂબ જ વધી ગયું છે તો મને એવી પોલિસી માટેનું તમારો અભિપ્રાય જોઈએ છે કે જેની અંદર અનિવાર્ય કારણોસર જો મારો પાક ખરાબ થાય તો મને સરકાર તરફથી હન્ડ્રેડ પરસન્ટ રિફંડ મળી શકે આ સિવાય બીજી કોઈ વસ્તુઓ મારાથી છૂટતી હોય યા બીજી કોઈ વસ્તુઓ આપણે આમાં આવરી લેવી જોઈએ એવી કોઈપણ વસ્તુઓ હોય તો એ પણ તમે મને સમજાવો તો મને આગળ ઉપર મારો વીમો લેવા માટે વધારે સારું પડશે અને આ વીમો ભવિષ્યમાં આવનારી અડચણોમાં પણ મને મદદ કરે એ એ તરફની તમે મને સહાય આપો એવું હું ઈચ્છું છું